મેં રસોઈના વર્કશોપમાં હાજરી આપી છે રસોઈના વર્કશોપમાં હાજરી આપવાથી આપણને જે ન આવડતું હોય એ નવું કૌશલ્ય શીખવા મળે છે પછી પાકળા આપણી સુધરે છે આપણે મોટે ભાગે થોડુંક ગમે તે રીતે બનાવતા હોઈ એને બદલે નાની નાની ટિપ્સથી વધારે શીખી શકીએ અને ઉપરાંત વિવિધ રેસિપી પણ શીખવા મળે છે હું વર્કશોપમાં હાજરી આપવા ગઈ ત્યારે મેં એમાં પંજાબી સબજી શીખેલી હતી પંજાબી સબજી મને નહોતી આવડતી એટલે એ શીખી છે અને પંજાબી સબજીની અંદર લસણ ડુંગળી અને ટમેટાની સરસ ગ્રેવી બનાવવાનું મને આવડ્યું અને વિવિધ જાતની પનીર ચીઝ મિક્સ વેજીટેબલ એ બધી જ સબજી બહુ જ સરસ હવે હું ઘરમાં જ બનાવી શકું છું અને ક્યાંય મારે રેસ્ટોરમાં બહાર પંજાબી સબજી ખાવા માટે જવું પડતું નથી આ વર્કશોપને હાજરી આપવાથી ફાયદો પણ થયો છે એટલે હાજરી આપણે આપવી જ જોઈએ